અમારા વિસ્તારમાં જ્યાં આજુબાજુ તિથલ બીચ છે ધૂમસ બીચ છે સુરતનું નારગોલ બીચ ઉમર ગામનો છે સાપુતારા એવી ઘણી પ્ર એવા ઘણા સ્થળ છે જ્યાં લોકો આવીને મજા માણતા હોય છે દર વર્ષ પછી અહીંયાં એટલે અહીંયાં આકર્ષક વર્ષ ઘણા વધી રહ્યા છે પણ એમના માટે પૂરતી સુવિધાઓ નથી જેમકે સૌથી મોટી સમસ્યાની વાત કરીએ તો વાત કરીએ તો વાહનના વિકલ્પો નથી વલસાડથી ઓલા ઓલા ઉબેર નથી પછી અહીંયાં ધરમ જેમકે હું મારે મારા અહીંયાંનીજ વાત કરું જેમકે તિથલ બીચ ધરમપુર દમણ બીચ જન્મપર બીચ દેવકા બીચ ઘણું બધું છે પણ ટ્રાન્સપોર્ટની એટલે કે ટ્રાન્સપોર્ટના એટલા પૂરતા સાધનો નથી વિકલ્પો નથી ક્યારે ક્યારેક એવું પણ થાય કે પ્રવાસીઓ કોઈ જગ્યાએ જાય અને ત્યાં એમના ઓટો રિક્ષા માટે ઓ ત્યાં એમને કલાક કલાક સુધી ઓટોનો વેટ કરવો પડે એમને બસ એમને બસ ડેપો પહોંચવા માટે પણ ઓટો રિક્ષા નથી મળતી હોતી અને એમ જોઈએ કે બધી પૂરતી સગવડો નથી એટલે સૌ જ્યારે કેટલાક સ્થળોએ કલાક કલાક સુધી પણ બસ નથી આવતી સૌથી પહેલાં તો સૌથી પહેલાં તો બસ અને ઓટોનો વિકાસ વિકલ્પો વધારવા જોઈએ અમારા વિસ્તારમાં અમારા વિસ્તારમાં પણ અમારા વિસ્તારમાં રહેવાની સગવડ રહેવાની સગવડો પણ ઘણી ઓછી છે અને એના ભાડા પણ ઘણા વધારે છે એવું મા મારું માનવું છે તો એ ભાડા પણ થોડાક ઓછા કરવા જોઈએ અને ખાવાની સગવડ તો અહીંયાં મળી જાય છે સારું અને સસ્તું ખાવાનું પણ મળૌ જાય છે પણ અમુક જગ્યાએ બધું નથી હોતું તો એ બધું એ બધાય ભેગા થઈને બધું સગવડો ચાલુ કરાવવી જોઈએ અમુક ગામડામાં ઓલા ઉબેર એ એમ તો ઓલા ઉબેર બધે બધી જ જગ્યાએ હોય છે એટલે ગામડામાં પણ એ ચાલુ થઈ જાય તો ઘણી ઘણું સારું થઈ જાય એ માટે પ્રવાસીઓને એકબીજા માટે એકબીજા જેમકે દમણ બીચ અહીંયાંનું આકર્ષક છે તિથલ બીચ પણ આકર્ષક છે તિથલ બીચ અને ત્યારે સારું કરી શકાય સરસ સરસ લાઇટિંગ અને સારા પ્રક્રિયા જોવા બધું મળે છે એવું બની શકાય અમુક જગ્યા આ હોટલનો ભાડો બી એવો વધારે હોય છે પછી તો અહીંયાં સારી સગવડો હોય તો આવાનું તો સારુંને સસ્તું મળે છે પણ તો બધું બનાવી એ બધુ આકર્ષક બનાવી શકાય